ગુજરાતમાં મનોરંજન ઉદ્યોગમાં સોશ્યલ મીડિયા અને ઓનલાઇન પ્લેટફોર્મનું આજકાલ ઘણું મહત્ત્વ વધી ગયું છે કારણકે ઘણા બધા ગુજરાતીઓ સોશિયલ પ્લેટફોર્મ્સ જેમકે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જઈ જઈને રીલો બનાવતા હોય છે અને તેમના મનોરંજક જૉક્સ અને માનોરંજક વીડિયોઝ ત્યાં પોસ્ટ કરતા હોય છે જેનાથી તેમને ઘણા બધા લોકો ભારતમાં અને આખી દુનિયામાં જોઈ શકતા હોય છે અને તેનાથી તેમને કામ મળતું હોય છે અને તેમને પૈસા પણ કમાવવાની તક મળતી હોય છે એટલે એક રીતે ઓનલાઇન પ્લેટફોર્મ્સ અને સોશ્યલ મીડિયા પર મનોરંજક વીડિયોઝ બનાવાથી ગુજરાતીઓને દેશમાં અને આખા જગતમાં ઓળખાણ મળતી હોય છે અને તેમને કામ કરવા માટે એક પ્લેટફોર્મ પણ સારું મરી સારું મળી જતું હોય છે